બેન્કિંગમાં સામસામે પહેલાં હું જતી હતી ત્યાં મારે બે બે કલાક લાઈનમાં લાગ લાગવાનું પડતું હતું અને પછી એ ઇન્ટરનેટનું ટાઈમ આવ્યો તો એમને મારે કોઈથી સલાહ આપી કે મોબાઇલથી પણ તમે ઇન્ટરનેટની સુવિધાઓ લઈને તમે બેંકનું કામ ચાલુ કરી શકો છો તો મેં એ મોબાઇલ લઈને ઇન્ટરનેટનું ડાઉનલોડ કરી લીધી બધી એ માહિતી જે પણ હતી બેન્કિંગની એની એપથી મારે બહુ ફરક પડ્યું જ્યારથી યુપીઆઈ આવ્યું તો મારે બધી જે પણ લેવડદેવડ છે એ મારે બધી ઓનલાઇન થવા લાગી એનાથી મારો સમય પણ બચી ગયો અને મારે કોઈ જઈને ત્યાં આવવાનો જવાનો પણ ટાઈમ બચી ગયું એનાથી મારે બહુ સગવડ મળી એટલે હું તો એવું જ કહું કે આ અનુકૂળ જ કહેવાય ઇન્ટરનેટનો ઉપયોગ કરીને બેન્કિંગની આ સારી સગવડ કહેવાય એને